ગુજરાતમાં એમ તો બધા જ સિઝનમાં કે ફરવા માટે પર્યટકો આવી શકે છે પ્રવાસીઓ કોઈપણ ટામે ટાઈમે અહીંયા આવી શકે છે અમે રહીએ છીએ ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં જ્યાં તિથલ દરિયો છે અમારા જિલ્લાનું નામ છે વલસાડ વલસાડ જિલ્લામાં ઘણી બધી જગ્યાઓ છે જે ફરી શકાય છે પ્રવાસીઓ ફરવા માટે તો આવે જ છે અમારા જિલ્લામાં કોઈ પણ સિઝન કોઈપણ સિઝનમાં પર્યટકો આવીને રહી શકે છે કારણ કે દરિયાકાંઠાનો વિસ્તાર છે અને બારેમાસ અહીંયા લીલોતરી હોય છે એના કારણે ગરમી પણ એટલી લાગતી નથી ઠંડી પણ એટલી લાગતી નથી અને ચોમાસામાં તો પ્રવાસીઓને તો ખૂબ જ મજા પડી જાય છે અમારે ત્યાં ગુજરાતનો પ્રાકૃતિક સૌંદર્ય અને નૈસર્ગિક વન સંપાદનોનો ભંડાર એટલે કે ડાંગ વિસ્તાર પણ છે ડાંગ જિલ્લો ત્યાં તમને જોવા માટે ઘણાં બધાં નાના નાના હિલસ્ટેશન છે જેમ કે વિલ્સન હિલ છે વિલ્સન હિલ વલસાડ જિલ્લામાં આવ્યો છે અને વિલ્સન હિલની નજીક પણ ઘણાં બધાં ધોધ જોવા મળે છે સાપુતારાની નજીક આવેલ છે ગીરા ધોધ બોટેનીકલ ગાર્ડન પણ છે અહીંયા ડોન હિલ્સ છે શબરી ધામ છે ધરમપુરના હિલ્સ નજીકમાં જ એનાથી જોડાયા છે એમ જોવા જઈએ તો અમારો જે જિલ્લો છે એ મહારાષ્ટ્ર અને ગુજરાતનો બોર્ડર પર આવેલો છે ઘણીવાર તો એવું લાગે કે જ્યારે અમે આ વિસ્તારમાં જઈએ ચોમાસામાં તો એકદમ સ્વર્ગ જેવું લાગે છે અને કહેવામાં પણ આવે છે કે ગુજરાતનું સ્વર્ગ એટલે આ અમારો જિલ્લો એવું લાગે જાણે એક વરદાન મળ્યું હોય કુદરતનું વરદાન મળ્યું હોય એવું અમને લાગે છે જિલ્લાનું મુખ્ય મથક આહવા છે ડાંગનું જે જિલ્લાનું મુખ્ય મથક છે એ આહવા છે અહીં સાગ સાળદ અને વાંસના ગાઢ જંગલો આવેલા છે પર્યટકો અહીંયા ઘણી જગ્યાએ ટ્રેકિંગ અને હાઈકીંગ પર જઈ શકે છે જે રીતે આપણને ગીરમાં સિંહ જોવા મળે છે એવું અમારે ત્યાં અહીંયા એવું જોવા મળતું નથી પણ અમારા અહીંયાનું જે તાપમાન છે એ ગરમીઓમાં પણ અઠ્ઠાવીસ ડિગ્રીથી ત્રીસ ડિગ્રી માંડ માંડ બત્રીસ ડિગ્રી સુધી જતું હશે એટલે પ્રવાસીઓને એની ટાઈમ અહીંયા આવો ત્યારે એ લોકોને ગમે જ ખાસ કરીને અમારો દરિયાકાંઠો જે તિથલ બીચ છે ત્યાં તો બારેમાસ પ્રવાસીઓ આવતા હોય છે નજીકમાં ઘણી બધી રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સ છે એટલે એમાં એ લોકો રહી પણ શકે છે બીજું ગુજરાતમાં એવા ઘણાં રિજન છે જ્યારે એ લોકો ચોમાસા દરમિયાન અને ઉનાળામાં તો ફરી શકે એમ નથી કારણ કે ઘણાં વિસ્તારમાં ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે પણ એ લોકો ગીર ફોરેસ્ટ અને એવા એવી બધી જગ્યાએ જઈ શકે ગીરના જંગલોમાં પણ ખૂબ જ મજા આવે છે ગીરના જંગલમાં એટલા બધાં સિંહ છે જે આઈ થીન્ક પૂરાં ગુજરાતમાં જોવા નહીં મળે આપણને ત્યાં આપણને અલગ અલગ પ્રાણીઓ પણ જોવા મળે છે અને પર્યટકો ત્યાં પણ રહી શકે છે ગીરના જંગલોમાં ગવર્મેન્ટે જ વ્યવસ્થા કરી છે ગેસ્ટ હાઉસની જ્યાં એ લોકો પ્રવાસીઓ રહી શકે છે અને ત્યાં જીપ અને એ રીતે લોકો જીપમાં તથા એ લોકોને ફરવા લઈ જાય છે ગુજરાતનું સૌથી મોટું કહેવાય છે અભ્યારણ્ય વિસ્તાર એટલો ગીર એટલે ગીર ઠંડીમાં પણ ગીર જંગલમાં ફરવાની ખૂબ જ મજા પડે છે ગીરનું જંગલ વરસાદ અને ઠંડી ઋતુમાં જ કળાએ ખીલી ઉઠે છે એશિયામાં માત્ર ગીર જંગલોમાં જ ખુલ્લામાં સિંહો જોવા મળે છે એ જ રીતે અમારે ત્યાં વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યું છે જેનું નામ અપાયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે નરેન્દ્ર મોદીજીના હસ્તે એનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું બે હજાર અઢારમાં સરદાર પટેલની જે પ્રતિમા છે એ એકસોને બ્યાસી મીટર ઊંચી છે જેને જોવા માટે ભારત દેશથી તો નહીં પણ ભારત દેશના બહારથી બીજા દેશોમાંથી પણ ઘણાં લોકો જોવા માટે આવે છે એ એક સેન્ટર ઓફ એટ્રેકશન બની ગયું છે અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે ભારતના ખૂણે ખૂણેથી તો લોકો આવે જ છે લોકો નર્મદા જિલ્લાના કેવડિયા ગામની મુલાકાત પણ લે છે આ પ્રતિમા સરદાર સરોવર ડેમથી ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરના અંતરે આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ સાતપુડા તેમજ વિંધ્યપર્વતની હારમાળા પણ જોઈ શકાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે લેઝર શો લાઈટ શો ફ્લાવર વેલી નૌકા વિહાર કેક્ટ્સ ગાર્ડન પણ છે બટરફ્લાઈ ગાર્ડન છે એકતા નર્સરી જંગલ સફારી ઘણી બધી જોવાલાયક સ્થળો પણ અહીંયા બનાવવામાં આવી છે એ જ રીતે ગુજરાતમાં એની ટાઈમ તમે આવો તો ઘણાં બડા બધાં વિસ્તારોમાં તમે ફરી શકો છો એ જ રીતે નર્મદા જિલ્લામાં જર્મણી ધોધ છે બીજું સાબરકાંઠા જિલ્લામાં પોલો ફોરેસ્ટ છે ત્યાં પણ તમે ઉનાળામાં પણ જશો તો એવું લાગશે કે ત્યાં ઠંડી છે ગુજરાતમાં એની ટાઈમ પ્રવાસીઓ આવી શકે છે ફરવા માટે તો છે જ ગુજરાતમાં રહેવા માટે બિઝનેસ કરવા માટે ધંધો કરવા માટે ઘણાં લોકો આવીને અહીંયા વસ્યા છે ઘણાં લોકોને રોજગાર મળે છે એના માટે પણ આવ્યા છે અને ગુજરાત એટલે એવો રાજ્ય કહેવાય છે કે ખૂબ જ ધનાઢ્યો પણ છે અહીંયા આવીને વસે એ માણસને કોઈ પણ દિવસ ભૂખ્યું ઊંઘી ન જાય એવું કહેવામાં આવે છે એટલે હું કહું છું કે અહીંયા તો રહેવા માટેની પણ એટલી જ સારી સુવિધાઓ પણ છે જે એક ગરીબમાં ગરીબ માણસ હશે એને પણ સારું રહેવાનું અને જમવાનું મળી જાય છે

ઓપ્શન્સ અને ઘણાં બધાં પીકનીક સ્પોટ્સ જોવા મળી જાય છે સૌથી મોટું તો અમારું કચ્છ પણ છે જ્યાં ભલે રણ છે પણ ઠંડીમાં જોવાની ખૂબ જ મજા પડે છે કચ્છનું સફેદ રણ આપણને જમીન પર જાણે ચંદ્ર હોય એ રીતે દેખાય છે એ રીતે આપણે અનુભવ કરી શકીએ છે અહીં ઘણાં પ્રવાસો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવતું હોય છે કચ્છની પરંપરા પરંપરાગત કલાત્મક વસ્તુઓ પણ ત્યાં મળે છે કચ્છનું સફેદ રણ માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે ક્ષારના કારણે રણની રેતીનો ભૂખરો રંગ સફેદ થઈ જાય છે અને ધરતીએ જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એવું દ્રશ્યમાન થાય છે આથી આ રણને સફેદ રણ પણ કહેવામાં આવે છે શીતળ ચાંદીમાં આ રણનો નજારો કંઈક અલગ જ જોવા મળે છે એ જ રીતે સાબરકાંઠામાં ઈડરિયો ઘાટ પણ આવે છે સાપ ઈડરને એક ઐતિહાસિક નગર પણ કહેવાય છે ખાસ કરીને ઈડર તેના ઈડરિયા ગઢના કારણે જાણીતું છે હજારો વર્ષથી અને ઘટનાંઓના લીધે સાક્ષી બનેલા ઈડરિયા ગઢને ઈતિહાસ પણ રસપ્રદ છે અમદાવાદથી એકસો કિલોમીટર દૂર આવેલું અને અરવલ્લીની ગિરીમાળાઓ વચ્ચે ઘેરાયેલું અને વિકસાયેલું છે ઈડર ભારતમાં જાણીતા અને નગરની જો કોઈ વિશિષ્ટ ઓળખ હોય તો એ છે વિશાળ શિલાઓ ત્યાંની પથ્થરની શિલાઓ એકદમ વિશાળ છે જે જોઈને આપણને એકદમ આકર્ષિત લાગે છે ઉનાળામાં પણ શીતળ જળનો કુદરતી અભિષેક થતો હોય છે બીજી બાજુ અમારો સોમનાથ જે છે સોમનાથમાં જ્યોતિર્લિંગ આવ્યું છે સોમનાથ ના જ્યોતિર્લિંગમાં દેશ વિદેશથી ઘણાં લોકો આવીને મહાદેવના દર્શન કરે છે બીજી બાજુ સોમનાથથી થોડું જ નજીક ભગવાન શ્રીકૃષ્ણની નગરી એટલે કે દ્વારકા પ્રવાસના સ્થળો લોકો માટે પહેલી પસંદ હોય છે દ્વારકામાં જગત મંદિર ગોમતી મંદિર નાગેશ્વર શિવરાજપુર બીચ જેવા જોવા મળે છે ઘણાં લોકો શિવરાજ બીચ પર પણ ફરવા જાય છે અને શિવરાજ બીચને એક બ્લુ ચીપ બ્લુ ફલેગશિપ નું સ્થાન મળ્યું છે એટલે કે શિવરાજ બીચને ચોખ્ખો રાખવા માટે સરકારે ખૂબ તનતોડ મહેનત કરી છે અને ત્યાં બ્લુ કલરનો બીચ એટલે કે ભૂરા રંગનો બીચ આવ્યો છે અને ખૂબ જ આકર્ષિત કરે છે પર્યટકોને બીજી બાજુ ત્યાં આપણા શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની નગરી છે એટલે દ્વારકાના મંદિરમાં પણ લોકો દર્શન કરવા માટે જાય છે દ્વારકાથી ત્રીસ કિલોમીટર નજીક બેટ દ્વારકા આવેલું છે વૈષ્ણવ સંપ્રદાય માટે દ્વારકા ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે દ્વારકાથી ફેરી બોટમાં બેસીને જળમાર્ગે બેટ દ્વારકા જઈ શકાય છે એ જ રીતે નજીકમાં દીવ પણ આવ્યું છે દીવ એમ જોવા જઈએ તો ગુજરાત માં નથી ગણવામાં નથી આવતું પણ દીવ કેન્દ્રશાસિત પ્રદેશ છે આમ તો ભૌગોલિક રીતે ગુજરાત સાથે જોડાયેલું છે એટલે દીવ પણ લોકો ફરવા જાય છે અને દીવમાં નાગવા બીચ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે આ બધી એમ તો ઘણી બધી જગ્યાઓ છે જ્યાં પરાસી પ્રવાસીઓ આવીને રહી શકે છે એના માટે ગુજરાત એક સર્વશ્રેષ્ઠ જગ્યા છે પ્રવાસીઓ માટે એની ટાઈમ કોઈ પણ સીઝનમાં ફરવા માટે પર્યટકો આવી શકે છે અને એટલા માટે ગુજરાત એની ટાઈમ કોઈપણ સીઝનમાં ફરવા માટે સારું ગણાય છે